અમે બે હજાર દસની આજુ બાજુ સૌથી પહેલા અમારા ફોન લીધા હતો એ સ્માર્ટ ફોન ત્યારે ન હતા એટલે અમે પહેલા કીપેડ વાળા ફોન આવતા એ પહેલા ફોન લીધો હતો ત્યારે ત્યાર પછી તેની અંદર વધારાના વધારે ફોન અંદર ઈમ્પલુએડ આવ આવતા ગયા ત્યાર પછી કવેર કીપેડ વાળા ફોન આવ્યા અને ત્યાર પછી સ્માર્ટ ફોન આવ્યા એટલે ધીરે ધીરે ટેકનોલોજીથી વધી ગઈ અને ફોન બદલાતા ગયા